અમે અમારા બગીચામાં ચોક્કસ પ્રકારના પાન ઓગાળવાનો એક પ્રયોગ કર્યો હતો અને એ પ્રયોગમાં અમે કદાચ હું કહું તો નવ્વાણું ટકા જેવા સફળ પણ રહ્યા છીએ ચોક્કસ સમયે આપળે કોઈ પણ છોડ ઉગાડીએ તો એમ એમાં આપણને સફળતા મળે છે તો ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ હોય છે એની સાથે થોડો કૂણો કૂણો તડકો હોય છે તો એવા સમયે મોટા ભાગે અમે આ પાનવાળા છોડ ઉગાડ્યા હતા અને એમાં વધારે ખાતર કે પાણીની પણ આવશ્યકતા રહેતી નથી એના કારણે અમે અમારો પ્રયોગ જે હતો તે સફળ તે સફળ થયો છે સૌપ્રથમ એ છોડને અમે ભીની માટી અને ખાતર સાથે વાવ્યું અને ત્યારબાદ તેમાં નિશ્ચિત જેટલું પાણી પણ નાખ્યું અને એમાં એક લેબલ અમારી તારીખનું લગાવ્યું અને દર બે બે દિવસે એ પાણી નાખતા રહ્યા અને માટી કોરી ન પડે એનું સૌથી વધારે ધ્યાન રાખ્યું છે અને સમયાંતરે અમે ખાતર પણ આપ્યું તેના કારણે છોડનો વિકાસ અને વૃદ્ધિ સારી થઈ